હા ચિત્ર એ મારી એક સર્જન અને એક મારી શક્તિ કહું તો એ વાત છે એના માટે હું ખૂબ ગૌરવ અનુભવું છું તો ચિત્ર સર્જનમાં મને રંગોળી એવાં નવીન નવીન ચિત્રો દોરવા મને ખૂબ જ ગમે છે એ વિશે હું તમને કહી શકું કે એ રંગોળી દોરું તો એમાં મને પરફેક્શન વાળું જે બોડર લાઈન કલર સેડેડ એમાં ડબલ કલર જેવા અનેક શેપો મારે પરફેક્શન વાળાં કામ જોઈએ જો મારું પરફેક્શન કામ વાળું હોય તો મને એ એ ચિત્ર કરવું પછી યોગ્ય નથી લાગતું તે માટે મને એમાં અલગ અલગ જે શેપ આવે એના આકારો યોગ્ય અને સૂઝ અને એક લચકતા હોવી જોઈએ એ યોગ્ય મારા ચિત્રમાં હોય છે હા મારા પરિવારજનો મારા મિત્રો અને મારા આજુબાજુનાં લોકોને આ મારી કળા વિશે એક મને સારો માર્ગ અને એક પ્રોત્સાહન પૂરું પાડે છે એ પ્રોત્સાહનને મારી લાઈફમાં આગળ વધારવાને વધારવા મેં ઘણા ક્લાસીસો પણ કર્યાં છે અને આ ક્લાસીસોને આધારે હું એવી ઘણી ઘણાં ચિત્ર સ્પર્ધા અથવા તો રંગોળી સ્પર્ધામાં પાર્ટીસિપેટ કરું જ છું ભાગ લઉં જ છું આ સ્પર્ધામાં ભાગ લેવામાં ક્યાંકને ક્યાંક મારો બીજો નંબર આવ્યો હોય ક્યાંક પહેલો નંબર આવ્યો હોય તો આ પહેલા નંબર અને ક્યાંક બીજો નંબર હું એ મારી કળાને આગળ વધારવા માટે હું તેમાંથી ને તેમાંથી કંઇકને કંઇક પ્રેરણા લેતી હોઉં છું એ પ્રેરણાને આધારે મને આગળને આગળ એક વિશિષ્ટ શૈલીને આધારે હું એ ચિત્રને કંડારી શકું છું તો એ ચિત્રમાં જે કંડારવાનું કામ હોય તે એ યોગ્ય ચિત્ર પ્રમાણે જો કોઈ સ્ત્રીનું હોય તો એની એક આંખની રચના એના ચહેરાની રચના જે એના કાનની જે એના વાળની જે લચકતા હોય એ મને દોરવી ખૂબ જ ગમે છે અને હા એમાં નાના નાના સેઈડો આપીને આ ચિત્રની આપણે શોભા વધારી શકાય છે તો એ શોભા માટે જે હોય તો જે શોભાની વાત કરીએ તો કહે જે સ્ત્રી હોય કે પુરુષ હોય તેના જે અક્કડ સ્વભાવને આધારે અથવા તો તે જે નારી શક્તિ હોય તો એના જે લજામણી શરમાળ પણું હોય એ રીતના ડ્રોઈંગ કરવામાં આવતાં હોય છે પછી આગળ જોઈએ તો કહે જે રંગોળી છે તો એ રંગોળીમાં છે ને મને પરફેક્શનવાળું કામ જોઈએ જો કલર મને છે ને યોગ્ય મેચિંગ હોવા જોઈએ એના સેડેડ યોગ્ય હોવા જોઈએ એની આઉટ લાઇનો યોગ્ય હોવી જોઈએ એ બાબત મને ખૂબ જ ગમે છે અને એ બાબતને આધારે હું કહું તો કે મેં આના ક્લાસીસ પણ કર્યાં છે એક બે વર્ષ સુધી અને હું હજી પણ ક્લાસીસ કરું જ છું અને હું આગળને આગળ મારા આ શોખ અને મારી આ પ્રવૃત્તિને હું આગળ વધારવા માગું છું અને જ્યારે મેં આ રંગોળી સ્પર્ધામાં ક્યાંક એક રંગોળી કરી હોય અથવા તો કોઈ જગ્યાએ મને બે રંગોળી પણ કરવાનું કહેવામાં આવ્યું હોય છે તો આ રંગોળીના અમુક વાર કોઈ ફિક્સ ટૉપિક હોય તો એના આધારે મારે દોરવાની હોય તો એ રંગોળીના ટૉપિકની વાત કરીએ તો હમણાં જ આપણે જોઈએ કે ગણેશ ચતુર્થી ગઈ તો ગણેશજીના ગણેશજીનું મારે ડ્રોઈંગ દોરવાનું હોય પછી એની પહેલાં જે જન્માષ્ટમી ગઈ તો મેં એ રંગોળીમાં જે રાધા અને કૃષ્ણનો જે બાંસુરી વગાડતા હોય એવું મેં દોર્યુંં હતું અને એમાં જે છે એમાં અલગ અલગ સેઈડ પ્રમાણે મેં એનું પરફેક્શન બતાવ્યું હતું એવી જ રીતના મેં નવરાત્રિનું ચિત્ર તો એમાં દેવી શક્તિ જે હોય એનું મેં ચિત્ર દોર્યું હતું આવી રીતના વિવિધ પ્રકારની જે તહેવારો હોય એના પ્રમાણે મારે રંગોળી દોરવાની આવતી હોય છે અને એ રંગોળીમાં જે હું યોગ્ય પ્રમાણે સેડેડ અને આઉટ લાઇન અને બોડર આપીને એ ચિત્રોને હું એકદમ સુંદર અને એક સર્જન તરીકે એને દર્શાવતી હોઉં છું